હેલો હારા નહીં આ તો હારા અમારે તો જમીન બગડી ગઈ ને બધું પાકેય નહીં ને શું થયું આ વખતે તો બહુ વરસાદ આવેલો અરે અહીંયા તો બહુ વરસાદને પાણી જ ને પાણી આખું કેડામાં તો પાણી જ પાણી કંઈ નહીં હવે તો શું કહેવાય કે નીંદવાનાને બધું આમ તેમ કરતાં હશે પણ ક્યાં ને હવે શું થતું હશે અરે તો તમારા ધણી નહીં કમાતા તમારે તય તો તો નહીં આવે એટલે બગડી જવાની અહીંયા તો આવી આવીને એની આ તો બધુ બગાડી કાઢવાનો અરે તો વાત જવા દે ને ચાર પાંચ હજારનું તો ખાતર લખી દીધેલું છે ને અમે તો એટલા બધા શું કહેવાય કે એ લખાવેલા છે ખાતરને બધું આ વખતે તો સારામાંનું લાવેલા ને બધું કોણ જાણે શું થતું છે એ તો હવે એવું જ ને તો તમારે તો આવીને આવ વરસાદ આવી વરસાદ આવીને આવું બધું થાય ને અમારે તો તો વરસાદ નહીં આવે ત્યારે તમારે તો વરસાદ નહીં આવે ને અમારે તો વરસાદેય આવ્યા કરે તેવું ને પછી તો કાપવાના કાપવાના આ તો એ આ તો દિવાળી આવી જવાની ને ભાત તો આવડું આવડું હજુ નહીં પેલું એ હો નહીં થયું નીંદાયુંય નહીં જરાક પેલા એ કાં તું વરસાદની વાત કરે છે ભાઈ એવું હહહ અહં યા હમ એ શું કહે કાદવ બાદવ પડાવીને તમે તો રોકી કાઢ્યું હે ને હમ હમ હ હ અહહહ વાત જાવા દે ને મેં તો હમ જીવડા તો ખરેખર ને અમારે ત્યાંના લોઠાએ છે એ આ બધું શું કહેવાય કે પેલા સામાન હોવ બધા આમ તેમ ધકેલી ઘાલે કોણ જાણે ક્યાં આગળ ધકેલી ઘાલે બધા દાંતરડા ને પાવડાને બધું મૂકી આવેલા છે ને પેલા ભાત વાવલે ત્યાં પંખોય મૂકી આવેલા છે અત્યારે શોધતા શોધતા દહાડો જતો રહેવાનો છે આ જવા દે અ કંઈ કરે ને કંઈ કરે ને કંઈ નહીં હવે તો કંટાળેલી છું ને મેં હોવ તો આ વખતે છેલ્લી જ રોપવાની છે પછી રોપવાની નથી કંટાળેલી છું હવે હમ આ રીતે ચાલ કંઈ તો થાય તો કહેજે સારું ચાલને તો ભાઈ મારી જ વાટ લાગેલી છે ને તું તારી ક્યા વાત કરીએ સારું ચાલ ને એવું હોય તો કંઈ કહેવા તને હા ચાલ હા